હા વિવેક આપણે તું આજે એ કામ કરવા આવ્યો હતો ને પણ મારે છેને હજી એ કામ અધૂરું રહી ગયું છે થોડું બાકી છે એટલે મારે છે ને બધા માળીયા સાફ કરવાના છે તો તું કાલે ફરી આવીશ બરાબર તો તારે પણ છે ને કાલે આખો દિવસ રહેવું પડશે હો કેમ આખો દિવસ નહીં ફાવે તને એવું છે બરાબર હા તો પણ તો એવું કામ કર સવારે તું છેને વહેલો આવી જજે અ તો કહું નવ વાગ્યે આવી જજે તો આપણે છેને માળીયામાંથી બધા ગાદલાં ને બધું તપાવવા નાખવાનું છે એને ઉતારવાના છે પછી ત્યાં સુધી એ તપે ને ત્યાં સુધી બધું સાફ સફાઈ કરી અને એ બધું લૂછી કરી અને પછી છે ને આપણે એને ગોઠવવાના છે પણ તું પછી કેટલા પૈસા લઈશ તો એના એકસ્ટ્રા કરવાના પંદર સો રૂપિયા લઈશ થોડું સમજી લેજેને હવે પંદર સો રૂપિયા તો બહુ કહેવાય પાંચ વાગ્યા સુધીમાં નવથી તો તું પાંચ વાગ્યા સુધી રોકા એ તો છે પણ હવે પંદર સો રૂપિયા બહુ કહેવાય કંઈક તું સમજીને લઈ લેજેને હવે તું દસ વાગ્યા સુધી રોકાવાના હોય તોય સમજુ કે તને હું પૈસા આપું પણ હવે તું બસ્સો રૂપિયા આવા જવાના એ તો સમજ્યા હવે પણ હવે તને જમાડીશ નહીં હવે નાસ્તો બાસ્તો બધુ આપીશ એ બધુ ન આવે હવે હા તો પછી છેને આવી જજે એક કામ કરજે આપણે બધું છેને કામ કરી જોઈ લઈશું સાફ સફાઈનું ને એ બધું કરવાનું છે અને નિસરણી લાવવી પડશેને પછી તો હા તો નિસરણી હું લાવી રાખું ને કારણ કે મારે ઉપરથી લેવા જવી પડશે નિસરણી તો હા એ બધું કરવું પડશે એ અને મારે છેને કિચનનું પણ સાફ કરવાનું છે બધું અને પાછું નવું